વાસણ ધોવાની પ્રક્રિયા હું તમને જણાવીશ સૌથી પહેલાં વાસણ ધોતા પહેલાં વાસણમાં રહેલો એઠવાડો આપણે સાઇડમાં કાઢવો પડે છે અને આ વાસણને કોરા સાદા પાણીથી તમને એને ધોવા પડે છે જેથી એમાં રહેલી થોડીક નાનકડી એઠવાડ હોય એ નીકળી જાય અને એના પછી વાસણને લિક્વિડથી ધોવું પડે છે લિક્વિડને ડાયરેક્ટ નથી નાખવાનું એની પહેલાં તમારે તાર અથવા સ્પંચથી લિક્વિડમાં બોળીને વાસણ પર રહેલી ચિકાસને કાઢવી પડે છે ચિકાસથી સાફ વાસણને તારથી ઘસીને ચિકાસ કાઢીને પછી પાછી પાછું પાણીથી ધોઈને વાસણને એક એવી જગ્યા પર કોરી જગ્યા પર સૂકવવાના હોય છે જે અમે ખાટલીમાં રાખીએ છીએ અને ખાટલીમાં રાખીને થોડોક સમય સુધી રહેવા દઈને પછી વાસણ સુકાઈ જાય છે તો આ રીતે વાસણ ધોવાની પ્રક્રિયા છે